હા નમસ્કાર મેડમ હા મેડમ અમે રાજકોટ પરિવાર સાથે ફરવા આયવા છે તો આપનું માર્ગદર્શન જોઈએ કે રાજકોટમાં આજુબાજુમાં સો કિલોમીટરની અંદર જોવાલાયક સ્થળો કયા કયા છે અને રેવા જમવા માટે સારામાં સારી સુવિધા આપડું આરોગ્ય સચવાઈ રેય એવી કઈ કઈ સુવિધાઓ છે એ વિશે કઈ થોડુંક કયો તો સારું

કાલાવડ રોડ ઉપરને કાલાવડ રોડ ઉપર હા હા હા હા હા હા હા હા હા હા હા હા સરસ સરસ એટલે એનો જે એ લોકોનું એટલે ગેસ્ટ હાઉસમાં ફૂડ મળી રેકે એમનું બાજુમાં પેલો પ્રેમવતી જે રેસ્ટોરન્ટ કે એમાં આપે સે સરકાર કરે છે હા હા હા હા હા હા જોવાલાયક સ્થળોમાં હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા વોટરપાર્ક મને એમ છે કે બે ત્રણ છે એક એમાં એમાં સારું અને સરસ અત્યારે એમ કે આમ વર્કિંગ કન્ડિશનમાં હોય એવું એવું કયું એવું કયું એમ સરસ રે એક મને એમ છે અમદાવાદ રોડ ઉપર પણ છે ક્યાંક એક અઇયાં જૂનાગઢ એક ક્રિષ્ના વોટરપાર્ક પણ ક્યાંક આવે છે આગળ અચ્છા અચ્છા અચ્છા હા હા હા અચ્છા અચ્છા હા હા હા હા હા ઓકે હા હા બરાબર બરાબર આ સિવાય કાંઈ જરૂર પડશે કે વધુ સ્થળો વિશે માહિતી તો હું આપનો સંપર્ક કરીશ થેંક્યું થેંકયુ સો મચ થેંક્યું ફોર યોર ગાઈડેન્સ હાલો